હા મેં મારી મનગમતી વ્યક્તિ માટે એક પદ્ય લખ્યું હતું તે તેને ખૂબ જ પસંદ આવ્યું હતું તે પદ્યમાં હું તેની એ વસ્તુની રજૂઆત કરવા માંગતો હતો કે હું તેને કેટલો ચાહું છું તે બાબતે મેં ઘણી બધી વાતો એને લખી છે અને તેને એ ખૂબ જ પસંદ પણ આવી હતી એ પદ્યમાં મેં જે શરૂઆતથી અમારા વચ્ચે જે હતું તે બધું મેં લખ્યું હતું અને તેને ખૂબ પસંદ પણ આવ્યું હતું એ પદ્યમાં એવું હતું કે કેમના આપણે મળ્યાં શું થયું શું વાત કરી આપણે કેમની આપણે એકબીજાને પસંદ આવ્યા અને કેમનું આગળ આપણું જે રિલેશન હતું તે કેમનું આગળ વધ્યું એ બધી બાબત એ પદ્યમાં હતી